બ્રહ્માંડ અને તેના રહસ્યો અંગે મને શું આકર્ષિત કરે છે તો હું આ વાતથી કહું તો તેમાં રહેલી મિલ્કી વેવ તારાઓ ઉપગ્રહો એમાં રહેલી એમની બનાવટ અંગે મને બહુ રસ છે ખાસ કરીને ચાંદની વાત કરીએ છે તો ચાંદનો જે કલર છે વ્હાઇટ વ્હાઇટ એ મારો સૌથી પસંદીદા કલર છે તેમ તેના લીધે મને ચાંદનો કલર અને તેમાં જે રહેલા જે રહસ્યો છે અત્યારે વૈજ્ઞાનિકો સંશોધન અત્યાર સુધી ચાલે છે તો તેની જે બીજી જે સાઇડ છે ડાર્ક સાઇડ અ ત્યાં સુધી અત્યાર સુધી કોઈ અ દેશ પહોંચી શક્યો નથી ભારત એવો દેશ છે અત્યારે જે વિકાસ કરી રહ્યો છે અ સ્પેસ અ અંગે તો સમયે સમયે આપણને એવી ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે જે અવકાશની અ જે રહસ્ય છે એના જે અ જેના નવા નવા જેમકે વાત કરીએ આપણે એવી બીજી પણ જગ્યા હશે તેમાં માણસનાં જેવાં જનજીવન બીજા જગાએ જોવા મળી શકે છે અને વાત કરીએ આપણે નાસા નાસા એણે બહુ બધી એવી ઉપગ્રહો મોકલ્યા છે જે ગ્રહોના ફોટા ચલચિત્ર આપણને અ વીડિયો અને એમાં જોવા મળે છે અને વાત કરીએ બીજી વસ્તુ તો આપણે ઘણી બધી એવી મૂવીઓ જોઈએ છીએ જેમકે મારવેલ મારવેલ જે સ્ટુડિયો છે તે અવકાશ ઉપર વધારે ફોકસ કરીને એની જે એમાં રહેલાં રહસ્યો છે એમાં રહેલી જે બનાવટ છે એના ઉપર આપણને બહુ બધી જાણકારીઓ પ્રાપ્ત થઈ રહી છે